હેલો બોલો હેલો હા હા બોલો ને અચ્છા અચ્છા હા હા તો તમે કાંઈ ભારી વસ્તુ ઉપાડી હતી ઓકે ઓકે તો હું તમને એમ કહું છું કે તમે થોડોક રેસ્ટ કરજો અને આ તમને પેન કેટલા દિવસ થયા છે ઓકે ઓકે તો તમે છે ને થોડા દિવસ વધુ ધ્યાન આપજો રેસ્ટ કરજો અને બને ને ત્યાં સુધી કંઈ બે ત્રણ દિવસ સુધી તો છે ને કંઈ ઉપાડતા નહીં ભારી તમે જસ્ટ રેસ્ટ કરો અને હું તમને થોડીક જે કસરત લખી દઉં છું એ જરાક કરજો હા હા અને જે કસરત કહું છું એ કરજો અને બને ત્યાં સુધી તો કંઈ ઉપાડતા જ નહીં તમે આરામ જ કરજો અને હું તમને જે સ્પ્રે આપું છું એ સ્પ્રે કરજો ના ના કંઈ વાંધો નહીં આવે ઓકે ઓકે હા હા હા તમને હું કહું છું ને